ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્ર ઘણું મોટું માર્કેટ છે ગુજરાતનું માર્કેટ આખા એરિયામાં જોઈએ તો બધા ધંધા સમાયેલા છે પૂરા ભારતમાં મોટા ભાગનો વેપાર જે અહીંયાથી મળે છે આપણે વેરાવળ બાજુથી જાઈએ તો માછલી બજાર મિન્સ મચ્છી ઉધ્યોગ યા સૌથી મોટો છે બંદરનો ધંધો જેને સામાજિક ત્યાંના લોકો છે બે કાસ્ટ ખારવા કાસ્ટ છે જે લોકો આને સૌથી વધુ સંભાળે છે એની જ સાથે અહીંંયા બરફનો ધંધો પણ એટલો જ મોટો છે

ટુરિસ્ટ ઈન્કમ છે કેમકે એ આ ગિરનાર ફરવાની જગ્યા છે તો ટુરિસ્ટ લોકો વધુ આવે છે ટુરિસ્ટ માટેની જગ્યા છે તો ત્યાંનો વેપાર ટુરિસ્ટ મુજબ છે પરંતુ એના આજુ બાજુ એરિયામાં લોકોની મુખ્ય આવક ખેતી ઉપર છે જે ડાયરેકલી સામાજિક જે લોકો ખેતી કરે છે એના ઉપર ડીપેન્ડ છે અને વધુ પર્યાવરણ ઉપર પણ આજકાલ છેલ્લા બે ત્રણ વર્ષોથી આ વસ્તુ નોંધવામાં આવે છે કે વરસાદ છે જે કા બહુ વહેલો પડે છે કા બહુ મોડો પડે છે એટલે ખેતીમાં ઉપજ એટલું બધું થાતું નથી એટલે પર્યાવરણ આ વસ્તુમાં વ્યાપારમાં ઘણું ઈફેક્ટ ન્યાથી આગળ રાજકોટ જેવા ધંધામાં ઇન્ડસ્ટ્રી એરિયા છે ઇન્ડસ્ટ્રી એરિયાને થોડુંક ગુજરાતમાં કાસ્ટીઝમ નડે છે મિન્સ જ્ઞાતિ વાદ નડે છે કેમ કે પટેલ પટેલ લોકોનો ધંધો આપે છે કે કાસ્ટના લીધે ઘણા નવા લોકો ધંધો કરી નથી શકતા અથવા ધંધો કરીને ખોટ ખાય છે એથી આગળ સુરત જેવી માર્કેટ છે તો અહીંયા હીરાની માર્કેટ છે હીરાની માર્કેટ ઘણું મોટું છે પણ તેને વૈશ્વિક મંદી આ બધી વસ્તુ ઘણું અસર કરે છે આ બધાથી એક અલગ સીનારિયો એક અલગ વિચાર સરણી મુજબ કે ગુજરાત વ્યાપાર ક્ષેત્રે એ લોકોની મેન્ટાલીટીના લીધે કે એના લીધે ડિઝિટલ ઘણું ઓછું છે ઓનલાઈન સર્વિસીસમાં ઈ કોમર્સ વેબસાઇડમાં આ બધી વસ્તુમાં ગુજરાત ઘણું પાછળ છે વ્યાપારમાં તેનું વ્યાપાર સામાજિક સબંધો ઓળખાણ અને એક બીજાના રેફરન્સથી જ વધુ ચાલે છે પેઢી દર પેઢી ધંધો તે રીતે ચાલે છે એટલે માણસોને તેની જ ટેવ છે પરંતુ હવેના સમયમાં આ ચેન્જ કરી અને કેવું નવું નવીનીકરણ નવા નવા રસ્તો ઓનલાઈન પ્લેટફોર્મનો યુસ કરીને અને પબ્લિકને વધુ ફેસેલીટી આપવાનો પ્રયાસ કરવો જોઈ તો વ્યાપાર ક્ષેત્રમાં ઘણી ક્રાંતિ મળશે